શ્રી ગણેશ કેટરર્સ આપણે કેવું છે તમને પેલા બસ સમયે ખાવાનું આપેલું હતું અમારા ટીમ માટે તો તેમાં હું હતું કે ખીચડી કઢી રોસ્ટેડ પાપડ રાયતું અને સલાડ હવે તેમાં કેવું કે વીસ જણ બીજા વધી ગયાં છે તો હવે આપણે જે છે તેટલું તો રાખવાનું જ છે પણ હવે ટોટલ તીસ જણ માટે પ્લસ નવી વસ્તુ એડ કરવાની છે કારણકે અમારું બજેટ થોડુંક વધી ગયું છે પબ્લિક વધી ગયું એટલે કલેક્શન બી સારું થયું છે તો હવે કેવું કે ખીચડી કઢી રોસ્ટેડ પાપડ સલાડ પુલાવ રાખવાના છે રસગુલ્લા એન્ડ બીજું તો શું દાળ ભાત અને પુરી તો હવે ખીચડી કેવી કે તે તીસ જણમાંથી પાંચ જણ છે તે જૈન છે તો એ લોકો માટે અલગથી ખાવાનું કે જૈન ખીચડી જૈન પેલા આપણા શાક એ બધું લસણ કાંદા વગરનું ને બીજા પચીસ માટે રેગ્યુલર અને પુરી જે છે તે એક્સટ્રા રાખજો કેમકે એમાં થોડા હોય છે ને રાઈસ ઇકવલ બહુ વવરા રાખજો એકદમ ચીપકી જાય એવા નહીં વવારા દાળ છે ને તે પાંચ જણ માટે જૈન દાળ તે લસણ કાંદા વગરની ને બીજા બધાં માટે સાદી પણ બહુ સ્પાઈસી નહીં કરવાની છે એવરેજ રાખવાની છે અને અંદર છે ને સાથે આંબલીનું થોડુંક ડખું અને ગોળ થોડોક બહુ વધારે નહીં બહુ મીઠી નહીં થોડી સ્પાઈસી રાખજો બહુ વધારે પણ નહીં એવરેજ આ વસ્તુ ખાસ રાખજો શાકમાં શું કે હવે ત્રણ જાતનું શાક કરી નાખીએ આપણે એક હિંગ દાળવાળું શાક અને બધામાં શાક જેટલા બી છે બધ્ધામાં કાંદા લસણ ચલાવી લેજો પેલા પાંચ જણા માટે અલગથી બનાવજો બધી વસ્તુ તમારે તો સિંગદાણનું શાક રીંગણ બટાકા ટામેટાનું શાક અને એક ઊંધિયું સાથે છાસ મોકલી આપજો ને છાસ છે ને તે કેવી કે ત્રણ જાત બે જાત બે જાતવાળી છાસ મોકલજો એક મસાલાવાળી ને એક જીરું મીઠું વાળી ને જે મસાલાવાળી છે ને તેમાં ઠંડી વધારે રાખજો મસાલા છાસ પછી રોસ્ટેડ પાપડ છે ને બાળી ના કાઢતા પ્લીઝ હ રોસ્ટેડ પાપડ એવરેજ આમ તીસ છે તે તીસ છે તે હિસાબે ચાલીસ જેવા મોકલી આપજો અમુક થોડા વધારે રાખો વીસેક જેવા છે તે પેલા આપણા રોસ્ટેડ મોકલજો અને વીસ જેવા ફ્રાય પછી આપણા સલાડ સલાડમાં છે ને ટામેટા કાકડી ગાજર કાંદા ના વાપરતા વળી કાંદા સલાડમાં પછી બધા ખાસ તો મોં માંથી સ્મેલ આવશે તો કોઈ ને નહીં ગમશે અને બીજું કશું જ નહીં આટલું ચાલી જશે બધા માટે પાણીની વ્યવસ્થા અને ડીશ બી મોકલી આપજો તે તમારે જ કરવાની છે અને તમારા જ વર્કર્સને મોકલાવજો કારણકે એ લોકો સર્વ બી કરવાનું છે અને એ લોકો એ બધું લઈને આવવા પડશે યુ કેન યુઝ ડિસ્પોઝીબલ ડીશ ઓલ્સો ગ્લાસ બધાય પ્લાસ્ટિકના નઈ પ્લીઝ પેપર યુઝ કરજો એન્ડ ખાવાનું એકદમ સાત્વિક હોય છે જરા બી એવું તેવું નહીં જોઇએ અમને બસ